આમ તો ગુજરાતી ભોજનમાં ચટણીના રાયતાનું બહુ જ મહત્વ છે અને અમારા ઘરમાં તો કહું તો ચટણી ઘણી બધી પ્રકારની બને છે જેમ કે આંબલીની ચટણી લીલી ચટણી પછી મરચાંવાળી ચટણી લસણની ચટણી અને અલગ અલગ તરીકે ને જો વઘારીને બનાવવામાં આવે તો એ અલગ પ્રકારની ચટણી કોપરાંની ચટણી જેમ જેમ તમે વસ્તુ ઉમેરતાં જાવ એમ અલગ અલગ પ્રકારની ચટણીના નામ પડતાં જાય તો સૌથી પ્રથમ આપણે વાત કરીએ લીલી ચટણીની તો લીલી ચટણી સૌથી વધારે ખાવામાં આવે છે અમારા ઘરમાં અને આમ કહું તો આખા સૌરાષ્ટ્રમાં કે આખા ગુજરાતમાં અને હવે તો આ ચટણી બહુ જ ફેમસ થઈ ગઈ છે કે લોકો બહારથી પણ આવી ચટણી ખાય છે આ ચટણી કેવી રીતે હોય છે કે ગમે તે ખાવાની વાનગીઓ સાથે તમે ખાઈ શકો છો જો સૌ પ્રથમ તો લીલી ચટણી છે ને એને તમે ગમે એ પ્રકારની વાનગી સાથે ખાઈ શકો છો જેમ કે સુકા સુકો નાસ્તો છે જેમ કે વેફર છે તમે કહો તો સેન્ડવીચ છે એવી બધી વાનગીઓ છે તેની સાથે લીલી ચટણી ખાવાથી બહુ સારો ટેસ્ટ આવે છે અને રાજકોટમાં જે સૌરાષ્ટ્રમાં ને એક ગામ છે સિટી છે બરાબર અહીં તો લીલી ચટણીનું બહુ જ એવું વેંચાણ થાય છે જે વેફર સાથે ખાવામાં આવે છે પછી અલગ અલગ પકોડા છે ને અલગ અલગ પ્રકારના જે એવી રીતે અલા સેન્ડવીચ છે ચિપ્સ છે આવી બધી વસ્તુઓ સાથે લીલી ચટણીને તમે ખાઈ શકો છો પછી ઢોકળા છે એની વચ્ચે ચટણીનું એક લેયર પાથરી દેવાનું તો એ સેન્ડવીચ ઢોકળા બની જાય છે પછી ભેળ છે પછી ઘણી બધી ખાવાની આપણી આઈટમો છે રગડા પેટીસ છે રગડો છે પછી પાંવ રગડો છે સમોસા રગડો છે દાલ પકવાન છે આવી અલગ અલગ ઘણી પ્રકારની વાનગીઓમાં તમે લીલી ચટણીનો ઉપયોગ કરી શકો છો લીલી ચટણી એવી છે કે જે તમને તમારા ખાવામાં સ્વાદ ઉમેરે છે તો લીલી ચટણી બને છે એવી રીતે કે જેમાં ધાણાભાજીનો ઉપયોગ થાય છે ફૂદીનાનો ય ઉપયોગ થાય છે ફૂદીનો ને ધાણાભાજી એવી બધી અમુક અમુક વસ્તુ એવી છે જે આપણા શરીરમાં અમુક અમુક પ્રકારના અલા આપણા શરીરને ફાયદાકારક જ છે એક રીતે તો જે ડીટોકશીફાઈડ છે આપણા શરીરને શુધ્ધ કરે છે ફૂદીનો ને એવું બધું અને લીલી ચટણી એવી રીતે બને છે કે સૌ પ્રથમ તો ધાણાભાજીને લેવાની જેને ધાણાભાજીને ધોઈ નાખવાની એને મિક્સરમાં થોડી કાઢી લેવાની અને એમાં એને નાખીને થોડાંક કટકાં કરી નાખવાના અને એવી રીતે જો ધાણાભાજી ફ્રેશ હોય તો એમાં તમે ડાળખાં પણ નાખી શકો છો પછી એમાં થોડાં ફૂદીનો ઉમેરવાનો ચાર પાંચ મરચાં નાખવાના અડધો કટકો આદુંનો નાખવાનો અને ચાટ મસાલા પાવડર અને થોડુંક મીઠું અને લીંબુનો રસ એક ચમચી આટલું ઉમેરીને તમે મિક્સરમાં ગ્રાઈન્ડ કરી દો એટલે એક વાટકો મોટો ભરીને લીલી ચટણી બની જાય છે આ લીલી ચટણીનો તમે ગમે એ રીતે ઉપયોગ કરી શકો છો જેને તમે અલગ અલગ રીતે ચટણીને તમે ખાઈ પણ શકો છો ક્યારેક ક્યારેક એવું થાય છે કે કોથમીરના કોથમીરને ને સૌ પ્રથમ તો આપણે જ્યારે મિક્સરમાં નાખીને એ પહેલા ધોઈ નાખવી જોઈએ એને ધોવાથી શું થાય તો કે એમાં થોડું ઘણું પાણીનું પ્રમાણ રહેલું હોયને જેનાં લીધે તમારી ચટણી ઢીલી બને અને ઢીલી જેટલી ચટણી બને એટલી સારી બને પાતળી નહીં બહુ વધારે જો પાણીનું પ્રમાણ વધી જાય તો ચટણી પાતળી થઈ જાય છે ને એનો સ્વાદ થોડોક આછો થઈ જાય છે પણ જો સ્વાદને જાળવી રાખવા માટે પાનને હંમેશા ફ્રેશ જ રાખવા અને ફ્રેશની ચટણી જ બનાવવાની હવે ચટણીની વાત કરું તો આ ચટણી આમ તો બે ત્રણ દિવસ જ રહે છે એ પણ રેફ્રિજરેટરમાં ચટણીને ફ્રીજમાં રાખવી પડે છે ચટણી આમ તાજી જ ખાવાની વધારે મજા આવે છે પણ ક્યારે એવી રીતે હોય કે રાખવી પડે એમ છે તો રાખવાની ચટણી બાકી તાજી જ ખાવી આવી બધી અને વાત કરીએ આમાંથી મળતા બધાં ગુણોની તો બધી વસ્તુ એવી છે કે જે આપણા શરીરને પણ ફાયદાકારક છે આપણું ખાવાની વાનગીનો ટેસ્ટ પણ આ બધું વધારે છે અને બની પણ તરત જાય છે નાના છોકરાંથી લઈને મોટા ગમે એને આ ચટણી તો ભાવતી જ હોય રેસ્ટોરન્ટમાં કેફેઝમાં અલગ અલગ પ્રકારની બધી જગ્યા એ આવા ચટણી ઉપલબ્ધ છે મેં જેમ પહેલાં કહ્યું એવી રીતે રાજકોટમાં તો એવી રીતે એવું છે કે ત્યાં તો ચટ લીલી ચટણી એટલી ફેમસ વેંચાય છે જે ખાટી ચટણી હોય છે હા અમુક અમુક લોકો એવી રીતે વાપરે છે કે જેમાં લીલાં અને લાલ મરચાં એ નાખે અને અલગ અલગ રીતે થોડો થોડો બીજી બીજી વસ્તુઓ નાખે જેનાં લીધે ચટણી અલગ રીતે બને જેમકે ફૂદીના છે એની ભેગું તમે થોડુંક બીજું કંઈ પણ ઉમેરી શકો છો વ વધારે ખાટી કરવી હોય તીખી કરવી હોય તો તમે એમાં મરચાં વધારે નાખી શકો છો ક્યારેક ક્યારેક તો લોકો એમાં શીંગદાણા પણ નાખે એનો પણ સ્વાદ ખૂબ જ સારો આવે છે વધારે મરચાં નાખો તો ચટણી તીખી થાય અને જો સ્વાદને બહુ જાળવી રાખવો હોય તો તમે એમાં એનું ઓલું માંડવીના બીજ પણ નાખી શકો છો માંડવીના બીજથી ટેસ્ટ છે ને તમારો બેલેન્સ થઈ જશે જે આમ માપમાં રહેશે તીખાશ એની ગળાશને એ બધું તમે એમાં ખાંડનો ઉમેર કરી શકો છો ખાંડ નાખવાથી થોડીક થોડું ગળાશપણું પણ આવે છે આમ તો ગુજરાતના બધાં લોકો છે ને એવી રીતે ખાવાની વાનગીઓ ભાવે છે જે આમ લાઈક એવી રીતે ખાવાની વાનગી ચટપટી કે જેમાં બધી પ્રકારના સ્વાદ હોય ખાટ્ટા મીઠાં તીખાં એમ જ આ ચટણીના અલગ અલગ પ્રકારના રાયતા એ આ બધું આમાં ઉમેરો કરે હવે રાયતા તો અલગ અલગ પ્રકારના બુંદીવાળું રાયતું છે કોઈ આ ફ્રૂટનું રાયતું છે અને શાકભાજીનું રાયતું છે એવી રીતે ફેમસ તો છે જ બધી જગ્યાએ અને રાયતુ ને ચટણી ચટણીથી ભેળને એવી બધી વસ્તુઓ હોય જે કોરી કોરી લાગતી હોય એ બધીમાં સ્વાદ ય આવી જાય છે એ બધું ખાવા મજા પણ આવે